હા મને સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને મૂકવા ગમે છે કારણ કે હું એવું ઇચ્છું છું કે હું નવા વીડિઓ બનાવું જેથી લોકો અજાણ્યા હોય તે તેના વિશે તેમને જાણકારી મળી શકે હું ઘણીવાર નવા નવા સ્થળો પર જાઉં છું અને ત્યાં વીડિઓ બનાવું છું અને જે હું સોશિયલ મીડિયા પર મૂકું પણ છું અને જ કારણ કે તેનાથી લોકો અજાણ્યા હોય છે એટલે તેમને તેની જાણકારી મળે અને તેનાથી તે તેનું જ્ઞાન પણ તેમને મળે હમણાં છેલ્લા અઠવાડિયે જ હું વડનગર ગઈ હતી જે ઐતિહાસિક નગરી કહેવાય છે આ વડનગરમાં ઘણા બધા સ્થળો જોવાલાયક છે અને જાણવાલાયક પણ છે વડનગરનો ઐતિહાસિક ઐતિહાસ પણ ખૂબ જ મોટો છે અને લોકો લોકો માટે જાણવાલાયક પણ છે વડનગરમાં ઘણા બધા સ્થળો એવા છે જે ખૂબ જ ઐતિહાસિક છે જેમ કે વડનગરનું કીર્તિ તોરણ તાના રીરી વગેરે સ્થળો વડનગરનો આ સ્થળોનો જે મેં વીડિયો બનાવીને મૂક્યો હતો તે લોકોને ખૂબજ પસંદ પણ આવ્યો હતો અને જેનાથી મને લોકોએ ખૂબ જ પ્રભાવિત પણ કરી હતી અને તેનાથી હું વધારે પ્રભાવિત થઈને મેં વીડિયો બનાવવાનું ચાલુ જ રાખ્યું અને લોકોથી મારા વીડિયોને ખૂબ જ પસંદ પણ કરવા લાગ્યા જેથી મને ખૂબ જ આનંદ થયો